હા કોણ બોલો છો

કિલોએ દોઢસો રૂપિયા એનાં લિટરે સો રૂપિયા અત્યારે હાલમાં તો ડિસ્કાઉન્ટની ઓફર નથી ચાલતી તમારે ક્યાં તમારે ક્યાં જોઈએ છે પણ હા અમદાવાદ બાપુનગર પ્રોપર જગ્યા કઈ એવું ક્યારે જોઈએ છે આજે સાંજે કેટલા વાગ્યે હા તો અમારે સરખેજથી ત્યાં આપવાના તો અમારે એકસ્ટ્રા પૈસા ભાડાનાં લાગશે હોં અત્યારે અમે તો જો દિવાળીના ટાઇમે આવા તહેવારો હોય ને મોટા મોટા ત્યારે ડિસ્કાઉન્ટ હોય અત્યારે તો અમારે કમાવાનું કંઈ એ નથી હોતું એટલે પછી ક્યાંથી ડિસ્કાઉન્ટ આપે બેન અમારે હોલસેલની દુકાન છે એટલે બધા આનાથી મોટા મોટા ઓર્ડર આવે તો અમે થોડું ડિસ્કાઉન્ટ આપવા બેસીએ તો અમારે દુકાન બંધ કરવાનો વારો આવે બેન જો એ તમારે જોઈતું હોય તો સાંજ સુધીમાં તમારે ત્યા પહોંચી જશે ટાઇમે પણ ડિસ્કાઉન્ટ તો તમને નહીં મળે હા તમારો ઓર્ડર તમે પાક્કું એડ્રેસ આપશો એ જગ્યાએ તમને તમારો ઓર્ડર મળી જશે હંમ તો તમે હા તો તમે ઓનલાઇન પેમેન્ટ કરશો કે કેશ ડેલિવેરી

અમારે સાત સાડા સાતે તમને મારો માણસ આવીને આપી જશે તમને ફોન કરશે એટલે તમે બેન રિક્ષા ભાડું તો તમારે થોડું ઘણું આપવું જ પડે ને તો અમારે તો લોસ એટલે લોસ જ જાય કે ગાડી અમારા ઘરની હોય કાંઈ પેટ્રોલ તો અમારા ઘરનું નથી મળતું ને પેટ્રોલના થોડા ઘણા પૈસા તો તમારે આપવા જ પડે ને અમારે થોડી દુકાન બંધ કરવાની છે હા હિસાબ બહુ ક્લિયર રાખજો હોં બેન હા હા ઓકે ઓકે